લગ્નમાં નવવધૂને ભેટ સોગાદમાં ગિફટો તો ઘણી બધી આપવામાં આવે છે જેમકે એમનાં ઘરવાળા રાજી હોય તો ફ્રીઝ એસી કાર આ બધી વસ્તુઓ આપતા હોય છે પણ ખરેખરમાં જે આપવું ના જોઈએ અને એ આપવામાં આવે છે એ પ્રથા જ બંધ કરવી જોઈએ કે જેનાથી કોઈને નુકસાન થાય પછી આગળ જઈને એમને તકલીફ પડે એવું ના કરવું જોઈએ એટલે એ પ્રથા જ બંધ કરવી જોઈએ મારા મંતવ્ય પ્રમાણે એ પ્રથા જ બંધ કર દેવી જોઈએ બાકી આપવામાં તો દહેજમાં ખાસુ બધું આપવામાં આવે છે પણ તે ના આપવું જોઈએ ખરેખર તો તે ઈલલીગલ કહેવાય એક જાતનું આ મારો મંતવ્ય છે